હલો ટ્રાવેલ એજન્સીમાંથી વાત કરી રહ્યા છો આ રામુકાકા ફોન નથી ઉપાડતા ચારથી પાંચ ફોન કર્યા અમે એક પણ ફોન ઉચક્યો નથી અમારે વહેલી સવારના જવાનું હતું બહાર સાડા સાત વાગ્યાની ટ્રેન પકડવાની હતી હવે અમારે અહીંયા જ સાડા આઠ વાગી ગયા તો અમે કઈ રીતે જઈએ હવે હું અહીંયા બહાર મારા પરિવાર સાથે ઉભી છું મારા નાના ભાઈ બી અહીંયા બેઠા બેઠા થાકી ગયા મારા પપ્પા બી અહીંયા ઉભેલા છે મારા મમ્મી પણ છે મારા મારા બા પણ અહીંયા ઉભા રહીને વાટ જોવે છે કેટલીક તો એમણે ગાળો પણ આપી દીધી તમે કહો એમને અમે દર વખતે તમારા ત્યાંથી તો એજન્સી બુક કરાવતા હોઈએ છીએ અમારી સાથે આવું થાય છે તો કેટલાક લોકોની સાથે આવું થતું હશે જલ્દીથી જલ્દી મોકલાવો અને એમને કહો પહેલાં કે ફોન ઉચકે અમારો ફોનમાં બેટરી નથી એ નથી કોઈ રીઝન ચાર્જ કરો એમને

હજુ અડધો કલાક લાગશે નાઆઆ અડધા કલાકમાં તો અમારે જે જગ્યા છે ત્યાં પહોંચવાનું હતું ને

સારું